મેં મારી માન્યતા મુજબ વાંચેલા પુસ્તકોના તમને તમને જણાવું તોકે મેં તત્વજ્ઞાનના પુસ્તકો ખૂબ વાંચેલા છે તેની અંદર મને એવું જાણવામાં મળ્યું છે કે તત્વજ્ઞાન એ એક ખૂબ અતિ મહત્વનો જીવન જરૂરિયાત ભાગ કેવાય કારણ કે તેની અંદર ઈશ્વરને નહીં માનવાની તેની અંદર વાત કરેલી છે તત્વજ્ઞાન એવું તમને દર્શાવે છેકે જીવનમાં કઈ રીતે જીવવું તત્વજ્ઞાનની અંદર જીવન જીવવાની પદ્ધતિ આપેલી હોય છે તેની અંદર લોકોને પોતાનું જીવન કઈ રીતે જીવવું સુખાકારી કઈ રીતે કરાવી કેમ કે તેની અંદર લાગણી અને વ્યવ વ્યવહારને વ્યવહાર સંબંધને છે ને કાબુમાં રાખવાની કોશિશ કરવામાં આવેલી હોય છે તેની અંદર તત્વજ્ઞાનમાં લાગણી અને સંબંધોને કા કેવી રીતે લાગુ કરી શકાય છે સામાજિક જીવનમાં તે ખૂબ અતિ મહત્વનું કામગીરી તેની તે દર્શાવામાં આવેલી છે તત્વજ્ઞાન એ ખૂબ જ અતિ મહત્વનો ભાગ ગણી શકાય જીવન જરૂરિયાત માટે પણ ઘણાં બધાં લોકો જે તત્વ જ્ઞાન ઓછું વાંચતાં હોય છે તેનાથી તે તેને સારી માનસિક આયુ એની વધતી નથી કારણ કે તેનાથી તે જે દુ ખ દુ ખી સુખી એવા થતાં હોય છે અને તત્વજ્ઞાન તમને એવું દર્શાવે શિખવાડે છે કે લાગણીમાં બહુ નહીં પડવું દુ ખી બહુ નહીં થવું અને જીવન જે રીતે ચાલે તે રીતે જીવવા દેવું કારણ કે તમને એક ઉદાહરણ આપીને દર્શાવું કે માની લો એક દીવો છે બરોબર તો દીવો કઈ કઈ રીતે ઓલવાઈ જાય તોકે તમે પવન ફેંકો તો ઓલવાઈ જ જાય પાણી નાખો તો ઓલવાઈ જાય પછી તમે એને આડો પાડી દો તો ઓલવાઈ જાય પછી તેની અંદર રહેલું તેલ છે એ પૂરું થાય તો પણ તે પૂરું થઈ જાય આ ઘણીબધી ઘટનામાંથી તે દીવો ઓલવાઈ જાય છે તેવી રીતે તે એ ઉદાહરણ આપણે જીવનમાં લાગુ કરીએ તોકે આપણું શરીર આપણું શરીર છે તોકે એ કઈ કઈ રીતે અને એનું બંધ થઈ જાય છે એટલે એટલે કે આપણે મૃત્યુ પામીએ છીએ તોકે આપણે પાણીમાં ડૂબી જઈએ તો પણ મૃત્યુ પામીએ કોઈ અકસ્માત થાય આપણી સાથે તો પણ આપણે મૃત્યુ પામીએ છીએ અથવા તો આપણી જીવન આયુ પૂરી થાય તો પણ આપણે મૃત્યુ પામીએ છીએ આ એક દીવાનું અને એ આ આપણા જીવનનું એક ઉદાહરણ છે આ ઉદાહરણ એક તત્વજ્ઞાનની પુસ્તકમાં આપેલું છે જેનાથી તે હું ખૂબ પ્રભાવિત થયો તેનાથી મને એવું લાગે છે કે ઈશ્વર જેવુ કોઈ છે નહીં અને હું ઈશ્વરમાં ઓછું માનું છું પહેલેથી જ અને તેનાથી મને તત્વજ્ઞાનના પુસ્તકો વાંચવા ખૂબ જ ગમે છે